હું મારા કેમેરા વડે તમામ પ્રકારના ફોટા લઉં છું અમે બહાર ફરવા જઈએ ત્યારે કુદરતી સોંદર્યના નદી ફૂલોના ખીલેલા પાંદડા પળ પાણીની બુંદના અને મારા બાળક તમામ એ તમામ ભાવના રડતાં હસતાં રમતાં ગુસ્સો કરેલા પણ ફોટા લીધેલા છે અને મારી બનાવેલી વાનગીના ફોટા પણ હું મારા કૅમેરામાં લઉં છું અને આ બધા જ કેમેરામાં પડેલા ફોટા એ મારી યાદગીરી છે જે મને મન થાય ત્યારે જૂના સમયમાં જવાનું ત્યારે હું એને જોઈને ખુશ થઉં છું હસું છું રડું છું બધા જ ભાવનો હું મહેસુસ કરું છું